અમારા વિસ્તારમાં મુખ્યત્ત્વે ગૃહ ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રના રોજગાર છે એમાં પુરુષો ખેતીકામ કરવા રોજ જાય છે ત્યારે એમને વરસાદ ના પાડવાથી સારો પાક નથી મળતો તો ક્યારેક અતિવૃષ્ટિનાં કારણે પાકને નુકસાન થાય છે અને એવા સમયે સરકાર તરફથી પણ સબસિડી મળતી નથી હોતી જ્યારે મહિલાઓ મુખ્યત્ત્વે ગૃહ ઉદ્યોગ જેમાં ખાખરા પૂરી મઠિયાં વગેરે બનાવે છે એમાં પણ મેનપાવર માલસામાન ખૂટી પડવો વરસાદનાં કારણે વસ્તુઓ બગડી જવી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે